વાસણ ધોવાની પ્રક્રિયા ખૂબ મુશ્કેલીવાળી છે કારણ કે ઘણાં બધા વાસણો રસોઈમાં એવા વપરાયાં હોય છે કે જેમાં ચિકાશ થઈ ગઈ હોય ચિકાશ જામેલી હોય તેલ લાગેલું હોય અને ઘી કે પનીરવાળી કોઈ વાનગીઓ બનાવી હોય તો એમાં પણ એ ખૂબ જ ચિકાશ જામી ગયેલી હોય છે તો એને ધોવાનું કામ સૌથી વધારે કડાકૂટ ભરેલું હોય છે ગૃહિણીઓ માટે તો સૌથી વધારે માથાનો દુઃખાવો એ હોય કે પહેલાં તો એમણે બધાને માટે થઈને રસોઈ બનાવવાની રસોઈ બનાવવા માટે શક્ય એટલા વધારે વાનગીઓ બનાવવામાં વ્યંજનોમાં બનાવવામાં એમનો સમય વધારે જતો હોય છે અને એનાં માટે વાસણોની પણ ઘણી બધી જરૂર પડતી હોય છે અલગ અલગ પ્રકારનાં તપેલાં કઢાઈ ચમચા ચમચી લોયા બકડિયા કથરોટ એ બધાનો ઉપયોગ કરવાનો પછી રસોઈ બનાવવાની વેલણ ઉટકવાં વેલણથી અને પાટલો અને વેલણથી વણવાથી માંડીને એ બધી જ પ્રક્રિયામાં જે રસોઈમાં વાસણો વપરાયેલાં હોય એ બધાં જ વાસણોને ધોવાં એ સૌથી મોટું કડાકૂટનું કામ હોય છે પણ પહેલાંના જમાનામાં રાખનો ઉપયોગ થતો હતો અત્યારના સમયમાં લોકો ડિટર્જન્ટ પાઉડર પણ ઉપયોગ કરે છે કેટલાક લોકો વાસણ ધોવાનો સાબુનો ઉપયોગ કરે છે કેટલાંક લોકો લિક્વિડનો ઉપયોગ કરે છે અને એ સાબુનાં લિક્વિડથી પ્રમાણમાં ઘણી બધી વખત ચિકાશ ઓછી થઈ જતી હોય છે છતાં પણ આમ જોવા જઈએ તો વાસણ ઉટકવાં માટે બે પ્રક્રિયાનો મોટેભાગે ઉપયોગ થાય છે ઘણા બધા લોકો શહેરમાં ઊભું પ્લેટફોર્મ ધરાવતાં હોય છે ઊભું કીચન હોય એટલે કિચનની અંદર જ સિંક બનાવેલી હોય અને સિંકની અંદર વાસણ ઉટકવાનું કામ કરતાં હોય છે અને ગામડાઓમાં અને હજુ કેટલાંક શહેરોમાં પણ ઘણાં બધા ઘરો એવાં છે કે જ્યાં લોકો જમીન પર બેસીને વાસણ ઉટકવાનું પસંદ કરે તો એ માટે થઈને રસોડામાં જ અથવા તો રસોડાની બહારના વૉશ એરિયામાં સ્પેશ્યલ ચોકડી બનાવવામાં આવી હોય છે તો ત્યાં બેસીને વાસણ ઉટકવાનું કામ કરતાં હોય છે વાસણ ઉટકવાની પ્રક્રિયામાં સૌથી પહેલાં તો વાસણમાંથી જે કંઈપણ એંઠવાડ હોય એ બધાને એકઠો કરી અને બીજા એક વાસણમાં કાઢી લેવામાં આવે છે જેથી વાસણ ઉટકતી વખતે તે ક્યાંય નડતરરૂપ ન થાય ત્યારબાદ બહુ જ ચીકણાં વાસણ હોય મેટલનાં સ્ક્રબ આવે છે અને કૂચા આવે છે એનાથી પણ થઈ શકે તો લિક્વિડ અથવા તો સાબુ અથવા તો રાખ એને એમાં ઝબોળી અને એ વાસણ પર ઘસવામાં આવે છે થોડીવાર માટે તેને રાખી દેવામાં આવે છે એક પછી એક એક પછી એક બધાં વાસણો લેતા જતાં હોઈએ તપેલાં તપેલી વાટકા ચમચી છીબા ડિશ થાળી ગ્લાસ એવી રીતે બધા જ વાસણો ધીરે ધીરે ધીરે ધીરે ઉટકાવાના થાય એ ઉટકાય એટલે લિક્વિડથી એને વ્યવસ્થિત રીતે સાફ કરવાનાં હોય છે લિક્વિડથી સાફ કર્યાં પછી એને એ બધાં જ મોટેભાગે ખાટલીમાં કે એવી રીતે રાખેલાં હોય ત્યાંથી પાછા ફરીથી એને યા તો નળની નીચે સીધે સીધા ધોવામાં આવે છે અથવા તો એક બકડિયું કે તબડકું એવું રાખવામાં આવેલું હોય કે જેની અંદર આ વાસણને વીછળવામાં આવે પહેલાં થોડા ડહોળાં પાણીથી સાફ કરવામાં આવે અને પછી સૌથી છેલ્લે ચોખ્ખા પાણીથી સાફ કરવામાં આવે ઘણી બધી વખત સિંકમાં કે નળ નીચે જ્યારે વાસણ ઉટકાતાં હોય તો સીધે સીધા ખુલ્લી ધારે વાસણ ઉટકવાનું અને સાફ કરવાનું શરૂ થતું હોય છે સાથે સાથે જોતું જોવું પડે છે જો ચિકાશ રહી ગઈ હોય તો ફરીથી એ વાસણને ઘસી ઘસીને માંજવા પડે એને એકદમ ઉજળા કરવા પડે અને એ કરવાથી વાસણ એકદમ ચકચકાટ થઈ જાય છે ગામડાઓમાં તો કેટલાં બધા બહેનો એવાં હોય છે જે ત્રાંબાનાં વાસણો હોય સૌથી વધારે મુશ્કેલી એમાં પણ હોય છે ત્રાંબાનાં વાસણ પિત્તળનાં વાસણ ધીરે ધીરે ધીરે એમાં કાળા પડવાનું શરૂ થઈ જતું હોય છે તો એ માટે થઈને લોકો અલગ અલગ પ્રક્રિયાનો ઉપયોગ કરતા હોય છે અલગ અલગ સાધનોનો ઉપયોગ કરતા હોય છે જેમાં એક તો ખાસ પીતાંબરી પાઉડરનો ઉપયોગ થાય છે અને એક લીંબુ આ બંનેને સાથે મળાવીને એને ઘસવામાં આવે વાસણ ઉપર લીંબુનાં થોડાં ટીપાં લીધા હોય અને પીતાંબરી પાઉડર એને લઈને પિત્તળનું કે ત્રાંબાનું વાસણ છે એને કૂચાથી ઘસવામાં આવે માંજવામાં આવે અને થોડીવાર સુધી એને થોડી રાખવામાં પણ આવે કે થોડીવાર સુધી પડ્યું રહે બે પાંચ મિનિટ ત્રણ દસ મિનિટ પછી ફરીથી પાછું ફરીથી એકવખત એને ઘસી ઘસીને ધોવામાં આવે આવી રીતે જો નિયમિત રીતે કરવામાં આવે તો પીત્તળનાં કે ત્રાંબાનાં વાસણો છે તેમાં ધીરે ધીરે કાળાશ એની દૂર થઈને એકદમ ઝગમગારા મારતાં વાસણ થઈ જતાં હોય છે સ્ટીલનાં વાસણોમાં મોટેભાગે લિક્વિડનો જ ઉપયોગ થતો હોય છે એલ્યુમિનિયમનાં વાસણોમાં પણ એવું જ હોય છે ખાસ કરીને રસોઈનાં જે વાસણો હોય કૂકર કે એલ્યુમિનિયમનાં જે લોયા આવે છે એ બધામાં ચિકાશ જામવાનો સૌથી વધારે બનાવ બનતો હોય છે એવા સમયે ખાસ કાળજી લઈને અને એને સાફ કરવાનાં હોય છે કાચનાં વાસણો જયારે હોય એને ઉટકવાની પ્રક્રિયા થોડી જુદી છે જો એને મેટલના કૂચાથી સાફ કરવામાં આવે તો એમાં લિસોટા પડી જાય છે અને ઉઝરડા પડી જાય છે ઘસાઈ જાય સ્ક્રેચીસ થઈ જાય તો એવું ન થાય એ માટે કાચનાં વાસણને હળવા હાથે હળવા કપડાંથી લઇ અને એને લિક્વિડથી એવી જ રીતે ધીરે ધીરે સાફ કરવામાં આવે છે ઉટકતી વખતે અને વીછળતી વખતે બંને વખતે એને ખૂબ જ સાચવી સાચવીને બને એટલું જાળવીને નાજુકતાથી કાળજીથી એને ઉટકવામાં આવે છે કે જેથી એ વધુમાં વધુ સારી રીતે સચવાઈ રહે કાચના કપ રકાબી ગ્લાસ એ બધાને પણ એવી જ રીતે આરામથી ધીમે ધીમે સાફ કરવામાં આવે છે અને સાફ જ્યારે થતાં હોય ત્યારે ઘણી બધી વખત એવું બનતું હોય છે કે એક સાબુ લગાડેલો હોય અને એમાં એ જામી ગયો હોય અથવા તો ત્યાં ચોંટી ગયો હોય તો એને પાછો ઉખેડવાનો પણ હોય છે વાસણ જ્યારે વીછળવામાં આવે ત્યારે જો ધ્યાન રાખવામાં ન આવે તો લિક્વિડ અને સાબુ એ બધાની સાથે જ્યારે એને થોડીવાર માટે રાખી લીધાં હોય એને ઘસી ઘસીને જો એને સાફ કરવામાં ન આવે તો એવું બની શકે કે જ્યારે પાણીથી એ વાસણને સાફ કરી લેવામાં આવે પછી એ પાણી એમાંથી જો ન નીકળી ગયું હોય તો અને સાબુ એમનેમ જ રહી ગયો હોય તો એ સાબુ કે લિક્વિડ જે છે એનાં કારણે થોડો સમય પછી વાસણ ઊઘડે જ્યારે વાસણ સુકાઈ જાય પછી ખ્યાલ આવે કે એમાં સાબુના અલગ અલગ ડાઘ પડ્યા છે એવું ન થાય એ માટે એને બરાબર ફરીથી બીજી એક વખત ચોખ્ખા પાણીથી સાફ કરવાનાં હોય છે અને એ બધું જ પૂરું થઈ જાય પછી આખે આખું એ જે ભાગ છે ચોકડીનો કે વોશ એરિયાનો કે સિંકનો કિચનનો એ બધાની અંદરથી પણ જે એંઠવાડ કે કંઈ કચરો જામી ગયેલો હોય એનું જે ફિલ્ટર છે સિંકનું એની અંદર પણ ઘણો બધો કદાચ થોડો ઘણો નાના નાના ખોરાકના કણો ધારો કે પડ્યા હોય એ બધા કાઢી લેવા પડે છે એક ચોખ્ખું કરવામાં આવે એ પછી આખી સિંકને ફરીથી સાફ કરવાની હોય અને એ બધું જ બરાબર સરખું થાય લિક્વિડને પાછું ફરીથી મૂકી દેવાનું હોય બધી વસ્તુઓ સામગ્રીને સાઈડમાં મૂકવાની હોય વાઇપરથી બધી જ વસ્તુઓ ક્લીન કરવાની હોય અને વાસણને પછી અલગ અલગ પ્રકારની ખાટલીમાં નાની ખાટલી અને મોટી ખાટલી અલગ અલગ લોકો ઉપયોગ કરતા હોય છે જેમાં નાનાં વાસણો હોય કાચના કપ રકાબી ચમચા ચમચી છરી જે બધી વસ્તુઓ રસોઈમાં તાત્કાલિક જરૂર પડતી હોય ગ્લાસ તો નાના વાટકાઓ તો એ અને નાની થાળીઓ તો એ બધા માટે થઈને નાની ખાટલીનો ઉપયોગ ઘણા લોકો કરતા હોય છે અને મોટાં વાસણો માટે તપેલાં લોયા કથરોટ પાટલો વેલણ બકડિયા અને મોટી થાળીઓ ડીશ છીબા એ બધાને માટે થઈને અને બીજા બધાં પરચુરણ જે વાસણો છે એ બધા માટે થઈને મોટી ખાટલીનો ઉપયોગ થાય છે અને ખાટલીના આગળના ભાગમાં પણ ઘણી બધી વખત ચમચી માટેના ખાંચાઓ આપેલા હોય છે તો એમાં ચમચીઓ ગોઠવી દેવાથી જ્યારે જરૂર હોય ત્યારે ચમચી કે ચમચા ઝડપથી મળી જાય છે અને સમય બગડતો નથી